સૌપ્રથમ એપ્લિકેશન મેન્યુને ચકાસો ઘરા રાઇટ હેડિંગ અને ખોરાક ડિલિવરી એપ્લિકેશનમાં ડ્રાઇવરની સ્થિતિ અંગે વિશેષ માહિતી ઉપલબ્ધ હોય છે આમાં ડ્રાઇવરના ગંતવ્ય અપડેટ અને ટ્રેકિંગ વિગતો સામેલ હોઈ શકે ડ્રાઇવરનો વિશ્વસનીયતા સ્કોર તપાસો કેટલીક એપ્લિકેશન ડ્રાઇવરના વર્તમાન સ્કોર અને મૂલ્યાંકન પણ દર્શાવે છે આ તમારા માટે માર્ગદર્શન બની શકે છે કે ડ્રાઇવર સમયસર પહોંચશે કે નહીં અન્ય ઓર્ડર અથવા રાઇડ બુક કરો જો તમારો વર્તમાન ઓર્ડર અથવા રાઇડ વધુ લાંબા સમય સુધી વિલંબ રહે રહે છે અને તમે પણ અન્ય વિકલ્પો તપાસવા માંગો છો તો નવી રાઇડ બુક કરવો અથવા ભોજનના વિકલ્પો જોવા માટે વિચાર કરો સુવિધાઓ અને પેમેન્ટને ચકાસો ખાતરી કરો કે તમારો પેમેન્ટમાં મોટેભાગે કરવામાં આવ્યું છે અને કોઈ પેમેન્ટ સમસ્યા નથી આ સમસ્યાઓ પણ વિલંબને કારણે બની શકે છે એપ્લિકેશન અપડેટ કરો કેટલાક સમય ઍપ્લિકેશનના જૂના સંસ્કરણો ડીસ્પેસ અને ટ્રેકિંગમાં સમસ્યાઓ પેદા કરી શકાય છે તમારું એપ્લિકેશન અપડેટ કરવાથી કેટલીકવાર સમસ્યાઓનો ઉકેલ મળી શકે છે ટ્રેકિંગ લિંકનો ઉપયોગ કરો જો આપેલી ટ્રેકિંગ લિંક છે તો તે ઇન્ટરનેટ બ્રાઉઝરમાં ખોલી જુઓ આ લિંકથી તમે જીવંત ટ્રેકિંગ માહિતી પ્રાપ્ત કરી શકો છો બધા વિકલ્પો અજમાવો જો ઉપરના બધા પગલાઓ સકારાત્મક પરિણામો આપે નહીં તો સ્થિતિ વિષયક માહિતી માટે એપ્લિકેશન અથવા સેવાને ફરીથી તપાસો આ મહિતી તમારો વેટિંગ સમય ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે